શાળાઓમાં વ્યવસાયલક્ષી શિક્ષણ એટલાં માટે શીખવવું જોઈએ કારણ કે પ્લમ્બિંગ છે સીવણકામ છે મરઘાં ઉછેર છે પશુપાલન છે એ વગેરે જેવી બાબતો છે એ દૈનિક જીવનમાં આપણને ક્યાંક ને ક્યાંક આવતી હોય છે પ્લમ્બિંગ છે તો નળ બગડી છે તો તાત્કાલિક પ્લમ્બરને બોલવવા નથી જવાતું જેથી થોડું થોડા વધતા ઘટતા અંશે જો પ્લમ્બિંગ આવડતું હોય તો બાળક તે કરી શકે પછી સીવણકામ એવી વસ્તુ છે કે ઇમિડીયેટ કોઈ પણ કામ જરૂરી હોય તે ત્યારે કરવામાં આવી શકે છે મરઘાં ઉછેરથી સારો ખોરાક મળી શકે છે પશુપાલન પશુપાલન કરવું જોઈએ જેનાથી ડેરી ઉદ્યોગ છે ડેરીનાં બધાં જે પ્રોડક્શન છે એ બધાં બને જેનાંથી બાળક છે એક કઇંક વધુ રોજગારી માટેની તકો મેળવી શકે આવાં બધાં સુથારકામ છે પ્લમ્બિંગ છે સીવણકામ છે મરઘાં ઉછેર છે પશુપાલન છે એ બાળકને આવડતું હોવું જોઈએ જેનાથી એની દૈનિક જીવન ક્રિયાઓ છે એમાંથી સારું પ્રદર્શન કરી શકે